તમે મોડાં આવ્યાં એટલે અમારી ટ્રેન અમે મિસ કરી ગયાં આટલી બધી બેદરકારી અમે તમને યોગ્ય ભાડું આપીએ છીએ તો અમે તમારી પાસે સમયસર આવવાની અપેક્ષા તો રાખીએ ને હવે હું તમારી ટ્રાન્સપોર્ટ એજન્સીને જ કમ્પલેન કરી દઈશ એવું હશે તો તમે અમારાં પૈસા પાછા આપી દો તમારી લીધે અમારી આખી ટ્રેન કેન્સલ થઈ ગઈ છે અને અમે કોઈ તૈયારી બધી કરી ચૂક્યાં છે તેમ છતાં આગળ જઈ શકવાનાં નથી અમને હવે રિફંડ જોઈએ છે અમે પૈસા નહીં આપીએ